પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે આજે ઘણી બધી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા આવે છે આજે જોવા જઈએ તો પાકની ગુણવત્તા વધારવા માટે કુદરતી ઉપાયો બહુ બહુ ઘણાં છે અને કૃત્રિમ ઉપાયો પણ બહુ ઘણાં છે મનુષ્ય દ્વારા પણ બહુ બધાં ઉપાયો કરવામાં આવે છે ઈન્ડસ્ટ્રીયલ દ્વારા રાસાયણિક ખાતરો ને બધુ બનાવવામાં આવે છે એનાથી પણ વધે છે આજે પાક માટે પહેલાં તો છાણિયું ખાતર નાખવામાં આવે છે પાકની ઉત્પાદકતા વધારવા માટે બાદમાં છાણિયું ખાતર પછી બીજું જોવા જઈએ તો પાણી ટાઈમ ટુ ટાઈમ આપવા પડે છે પછી જોવા જઈએ તો એના માટે આપણે રાસાયણિક ખાતરો પણ થોડું થોડું ટાઈમની મુદ્દતોમાં નાખવામાં આવે છે કીટનાશક ન આવે એ માટે આપણે કીટનાશકની દવા નાખવામાં આવે છે અને જમીન વધુ ફળદ્રુપ બને એ માટે એને આપણે ખેડવા પડે જેથી જમીનનો ઉપર નીચે ભાગ થઈ જાય તો એ માટે નીચેની ફળદ્રુપતા બધી ઉપર આવે છે અને એના માટે પણ ઘણી વસ્તુઓ આવે છે અને જમીનને વધુ ફળદ્રુપ બનાવવા માટે આપણે એમાં કીટનાશકોના થ્રુ આપણે કુદરતી જેવું કે છાશમાં ગોળ નાખીને અને લીમડાના પાન નાખીને ગૌમૂત્ર ઘણી બધી એવી વસ્તુઓ છે કૃત્રિમ કુદરતી જેના થ્રુ આપણે આ પાકનું ઉત્પાદન વધારી શકીએ છીએ પાકનું ઉત્પાદન વધારવા માટે આપણે એ માં ખૂબ જ મહેનત કરવા જરૂરી છે અને એ દરમિયાન ઘણાં બધાં ખાતરો પણ મળે છે અને એમાં આપણે ખૂબ જ પ્રમાણમાં પાણી પણ નહીં આપી શકીએ માપ ટુ માપ પાણી આપવા પડે બધું જ રીતે આપણે કામ કરવા પડે છે અને ઉત્પાદન વધારવા માટે બીજું તો આપણે પહેલાં એ જમીન એ પાક માટે કેપેબલ છે કે નથી એ પહેલાં જોવા પડે છે ને એ બધું આપણે ઘણાં સમયોથી જોતાં આવેલા છીએ કે કૃત્રિમ રીતે પણ થઈ શકે છે અને મનુષ્ય દ્વારા પણ આજે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના લીધે ઘણી બધી પ્રોબ્લેમો પાકને પડે છે આમ પાકનું ઉત્પાદન વધારવા માટે ઘણાં બધાં પ્રયોગો કરવામાં આવે છે આવી જ રીતે થોડાં પ્રમાણમાં કુદ કુદરતી રીતે પણ વધારવામાં આવે છે અને રાસાયણિક રીતે પણ વધારવામાં આવે છે